વિકાસ અને વૃદ્ધિની બાબતમાં અમદાવાદ જિલ્લો ઘણો આગળ છે આમ છતાં સરકારી સ્કીમોનો અસરકાર અમલ કરવામાં તંત્રમાં ઘણી જગ્યાએ નબળાઇ હોય છે અધિકારીઓની બેદરકારી ક્યાંક ક્યાંક લાંચ રુશ્વત લેવાની ગણતરી એ નીતિ જો દૂર કરવામાં આવે તો દરેક સ્કીમનો અમલ સારી રીતે થઇ થઇ શકે એટલે મારું એવું સચન સૂચન છે કે સ્કીમોનો અમલ કરવામાં અધિકારી કર્મચારીઓ બિલકુલ કોઈ જાતની આશા રાખ્યા સિવાય લાંચ લીધા સિવાય કામગીરી કરે સાથે સાથે યુવા વર્ગ આમાં સક્રિય બને નાગરિકો પણ સક્રિય બને કે તેમના હકો તેમની કઈ સેવાઓ ક્યાં મળે છે તેમના લાભ ક્યાં મળે છે તો શું થઈ શકે કે બંને બાજું અધિકારીઓ પણ સક્રિય થાય અને જે વર્ગને લાભ મળે છે એ પણ સક્રિય બને તો મારા માનવા મુજબ કે આ દરેક વિકાસ અને વૃદ્ધિની વાત કરીએ છીએ એ વધારે અસરકારક થઈ શકે